પ્રિન્સિપાલ સાહેબ વાત કરો છો હા મારો છોકરો છે એને કે ને આવતા અઠવાડિયા મારે ટ્રીપમાં જવાનું છે તો મેં કીધુ એની માટે રજા માટે પરમિશન લેવાની હતી સર ફોન કરુ સાત દિવસની રજા જોઈએ છે અમારે ફેમિલી ટ્રીપ છે અત્યારે

સાચી વાત સર પણ અમારે આખી ફેમિલી ભેગી થઈ છે અને અમારે એક મંન માનતા છે એટલે તે રહી જાય એનાં કરતાં કેટલા સાત દિવસનો ટ્રીપમાં આવી જાય ખૂબ ખૂબ સરસ

સાચી વાત સર પણ હવે આ વખતે સાત દિવસમાં છે ને બધાં પરિવારજનો ને બધાં જ જોડે ભેગાં થયેલાં છે અને એમાં ભઇની ઈચ્છા છે કે સૌ જોડે ટ્રીપમાં આવે અને એના પછી કદાચ સાત દિવસ કોઈ એકસ્ટ્રા ક્લાસ હોય સ્કૂલમાં તમારી એમાં આવી જાય તો બી વાંધો નઇ કેમ કે સાત દિવસ ટ્રીપમાં આવે તો ખૂબ સારું છે કેમ કે અમારે ધાર્મિક સ્થળે જઈએ છે હં હા એટલે પછી પાચ દિવસનું બરોબર હવે લાઇક કાંઈ વાંધો નહીં સાત દિવસ ટ્રીપ પછી સ્કૂલમાં ટાઇમ પછી એકસ્ટ્રા ક્લાસસિસ ગોઠવી એ ગોઠવાતા હોય તો પછી એમાં એ આવી શકે છે સાત દિવસ કદાચ નહીં નથી આવતો કે એનો ખાલી રિવીજન હતું તો બરોબર છે તો એ જ્યાં ક્લાસીસમાં જાય છે ત્યાં એકસ્ટ્રા ક્લાસીસ કરી નાંખશે તો કંઈ કંઈ વાંધો નહીં આવે સાત દિવસની તમે રજા આપી શકશો હં હા સાત દિવસથી વધુ લેટ નહીં થાય હા તો આપજોને તો સાત દિવસની આવતા વીકમાં સાત દિવસની છે અમારે ફિફ્થમાં રજા માટે તમને પત્ર ક્યાં લેટર લિવિંગ લખવું પડશેને અને અમારે નીચે સાઇન કરીને આપી દઉ ભલે ભલે